લાંબી બાઇક અથવા લાંબા આપણે સફરે નીકળીએ તો એમાં આપણે બહુ ખાસ વસ્તુઓ આપણે ધ્યાન રાખવી પડે છે કે સૌથી પહેલાં તો આપણે પેટ્રોલ ચેક કરવું પડે કેમકે આપણે એવી કંઇ બહાર બહુ બહારગામ જતાં હોઈએ તો આપણે એવું લાગે કે અધવચ્ચે આપણને પેટ્રોલ પેટ્રોલપંપ ના આવે ખાસ કરીને શિયાળામાં નીકળીએ તો બધા આપણે ઠંડીનો સમાન લેવો પડે ગરમીમાં નીકળીએ તો એ પ્રમાણેનો સમાન લઈને નીકળવું પડે આપણે ગાડીની સર્વિસ બધું ટાયર વાયર સર્વિસ છે કે નહીં બધું જોઈ લેવું પડે કારણકે આપણે બહુ લાંબો સફર કરીએ લાંબા પ્રવાસે નીકળ્યા હોય તો આપણે શું છે બધી વસ્તુનું ત્યાં ધ્યાન રાખવું જોઈએ બ્રેક છે કે આપણે પેટ્રોલ છે આપણે કે ભાઈ ગાડી કેવી છે બહુ એવી અધ્ધવચ્ચે લઈ જઈએ ને અટકી પડે તો આપણને જોખમમાં મુકી દે એ તો કે એવો કોઈ ગામડા જેવો વિસ્તાર હોય આપણને ત્યાં કંઇપણ એવું મળે જ નહીં રાતનો સમય હોય ને આપણે એકલા હોઈએ તો આપણને એવું કંઇ સાધન મળે નહીં તો આપણને મુશ્કેલી મૂકે એટલે આપણે દરેક વસ્તુની સાવચેતી એમાં રાખવી જોઈએ